શ્રી રામ ફ્લાવર નર્સરીમાંથી વાત કરો છો કોમલબેન ને હા તો મેં તમારો નંબર છે ને મારા પાડોશી છે તેમના ઘરે મેં જાત જાતનાં ફૂલોના છોડ જોયા હતા તો એમના પાસેથી મેં તમારો નંબર લીધો છે તો મને જણાવશો તમે કયા કયા પ્રકારના છોડ રાખો છો

બરાબર એવું છે હા તો પણ હું શું કહું છું મારે ગુલાબનો છોડ જોઈએ છે પણ શું આ બધાના પૈસાનો ભાવ મતલબ કઈ રીતનો છે બધાનો એક જ ભાવ છે

બરાબર એટલે એક છોડના ત્રણસો રૂપિયા અને મારે ગુલાબનો છોડ લેવો છે તો એમાં કયા કયા પ્રકારમાં રહેશે મતલબ કે કલરમાં

મારે લાલ કલરનો છે જ ને બરાબર પણ બેન ત્રણસો રૂપિયા વધારે નથી

જો મારે હા બેન હા સાંભળો મારે દસથી પંદર છોડ જોઈએ છે બરાબર તમે એક છોડ ત્રણસો રૂપિયાનો કહો છો ને તો તમે મને દસ છોડ કરી આપશો ને તો દસ છોડના તમે બરાબર બરાબર મારે સાંજ સુધીમાં જ જોઈએ છે દસ છોડ ના બેન એવું છે ને કે મારાં ઘરે હાલ કોઈ નથી અને મારે સાંજે જોઈએ છે અને મારે નાનું છોકરું છે બે વર્ષનું તો એને લઇને હું કઈ રીતે આવી શકું તો તમે હા બોલો તો એનો કંઈ વધારે તમે પૈસા લો છો ઘરે મૂકવાના સો રૂપિયા

બરાબર હા હા વાંધો નહીં એક કામ કરો ને તમે મારું સરનામું લખી દો હા તો બી સત્તર સુરક્ષાનગર સોસાયટી કાંસા રોડ વિસનગર ત્યાં નજીકમાં તમને જો ના મળે ને ઘર તો સાઈ બાબાનું મંદિર છે સાઈ બાબાનાં મંદિરની આગળ તમે કોઈ ને ભી પૂછશો ને કે સુરક્ષા સોસાયટી ક્યાં આગળ આવી તો તમને બતાવી દેશે હા અને મને એટલું જણાવશો કે આ ગુલા આ ગુલાબના છોડ સિવાય બીજા છોડ રાખો છો તમે એવું છે મારે એક તુલસીનો છોડ જોઈતો હતો હવે હાલ તો નહીં હું બે દિવસમાં જુઓ ને ટાઇમ લઈને તમારે ત્યાં આવીશ તો મને તુલસીના છોડ બતાવજો એનાં કેટલા રૂપિયા લો છો ચારસો રૂપિયા છે એવું છે હા વાંધો નહીં એ તો હું ટાઇમ કાઢીને આવીશ બરાબર તમારે ત્યાં હા બેન તો ચાલો સાંજે મારા સરનામે તમે પહોંચાડી દેજો

તમે આવવાનાં છો હા સારું સારું હા બસ હા તમારો આભાર